એવું પુસ્તક ચોક્કસ હોય શકે કે જેને માસનિક રીતે ખૂબ જ અસર કરી હોય એને તમે પોઝિટીવ રીતે એટલે કે હકારાત્મક રીતે પણ લઈ શકો છો કે કોઈ વખત જ્યારે તમારે તમારા મગજમાં ઘણા બધા વિચારો એવા ચાલતાં હોય કે તમે ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય કે જેને તમે સાચવવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય તે વખતે કોઈ પુસ્તક તમારી સામે આવે અને એમાં એવું કંઈક લખાણ આવે કે જેનાથી તમને માનસિક રીતે ખૂબ શાંતિ પહોંચાડે અથવા તો તમને એવું અહેસાસ કરાવે કે આ તમારી પરિસ્થિતીની ખૂબ જ નજીકની પરિસ્થિતિ છે અને એ પુસ્તકમાં એવું લખેલું હોય કે એ પરિસ્થિતિમાં પણ ઘણી સારી રીતેથી ઉભરીને તમે બહાર આવી શકો છો તો એ પણ તમને એક હકારાત્મક અનુભવ કરાવે છે કે હા આ પરિસ્થિતિમાંથી હું પણ બહાર આવી જ જઇશ એટલે આટલી બધી ચિંંતા કરવાની જરૂર નથી અને વાત રઈ એની ચર્ચા કરવાની ઘણી વખત ચર્ચા થાય અને તો એ વખતે લગભગ એવું જ થાય છે કે પુસ્તકે કોઈ દિવસ નકારાત્મક કોઈ વિચાર લાવ્યા હોય એવું મગજમાં નથી થયું કાયમ હકારાત્મક જ વિચાર આવ્યા છે અને એ જ હકારાત્મક ઉર્જા કદાચ બીજાને આપી હોય એ રીતે વાતચીત પણ કરી છે